મારી મનગમતી મોસમ તો વરસાદ જ છે વર્ષાઋતુ એ મને બહુ ગમે છે કેમ કે વરસાદ પડતો હોય છે ઘરનાં બહાર બેઠાં જઇએ નાહવા જઈએ તો ભાઈબંધો સાથે સા ફરવા જઈએ નાહવા જઈએ જ્યાં પાણી ભરાયું હોય એ હોય ત્યાં ક્લ રમવા જઈએ અમે વરસાદ એક બહુ મસ્ત ઋતુ છે કેમ કે વરસાદમાં મસ્ત મોસમ થાય છે જે કારણસરથી આપણને મજા આવે છે વરસાદના અંદર ચા સાથે ભજીયાં હોય ઓય હોય મજા આવી જાય વરસાદમાં આમ બહુ મજા આવે છે ભાઈ લોકોને સા ભાઇબંધો સાથે ફરવા ગયા હોય તો સાઇકલો પરથી એક્ટિવાઓ પરથી સાધનો પરથી પાણી ઉડાવવાનાં બીજાના ઉપર એ અલગ મજા છે નાનપણમાં કરતા હતા બધું આજે આજે બી કરીએ છીએ ક્યારેક ઘરનાં ધાબા પરથી પાણી પડે છે તે પાણીનાં નીચે ગરનાળા નીચે એક્ટિવા સાફ કરવાની જે મજા છે જે પાણીના ખાડા જ્યાં ખાડામાં પાણી ભરાઇ ગયું હોય ત્યાં કૂદકો મારવાની અલગ મજા હોય છે તો વરસાદ ઋતુ મને એટલે જ ગમે છે વરસાદના સાથે રહેવાનું વરસાદ જોવાનો તેને પલળવા જવાનું નાહવા જવાનું એ અલગ મજા હોય છે